મારી મનગમતી પુસ્તક શ્રેણીમાં ધાર્મિક પુસ્તકો જેમાં રામાયણ મહાભારત અને ભગવદ્ ગીતા છે તેમાં પણ મને વિશેષ ગમતી શ્રેણી હોય તો તે છે ભગવદ્ ગીતા તો ભગવદ્ ગીતાની અંદર મનુષ્યના જીવનપર્યંત દરેક પ્રશ્નોનો હલ સ્વયં ભગવાનનાં સ્વમુખે આપણને સાંભળવા મળે છે અને તેમાંથી આપણને દરેક સામાજિક આર્થિક રાજકીય કોઇપણ પ્રશ્ન હોય તો એનો સચોટ અને સાચો ઉત્તર ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયની અંદર રહેલા શો શ્લોકોના માધ્યમથી અને કૃષ્ણ અને અર્જૂન દ્વારા જે સંવાદ છે તેના માધ્યમથી આપણને દરેકે દરેક પ્રશ્નનો યોગ્ય ઉકેલ મળે છે અને એ પ્રશ્ન આપણે હલ કરી શકીએ છીએ આ રીતે જીવન જરુરી દરેક બાબતોનો આ ભગવદ્ ગીતાનાં માધ્યમથી આપણે સારું એવું જીવન વ્યતીત કરી શકીએ છીએ અને દરેક પ્રશ્નના પ્રત્યુત્તર પણ સારા એવા મેળવી શકીએ છીએ જેથી આ ધાર્મિક પુસ્તકોની શ્રેણીમાં ભગવદ્ ગીતા એ મારું ખૂબ જ પ્રિય પુસ્તક છે અને આ પુસ્તકના અઢારે અધ્યાયના બધા શ્લોકો મેં વાંચેલા છે અને સમજેલા છે અને તેને જીવનમાં પણ ઉતારેલા છે